હા કોણ બોલો સાહેબ હા હા રાઇટ રાઇટ

હા હા હા હા

હા હા એ મોટા વરાછા છે યોગી ચોક છે પછી મતલબમાં સિટીમાં છે એ ઘણી બધી બ્રાન્ચ છે એની પણ મોસ્ટ ઓફલી મતલબમાં ઘણી જગ્યાએ છે એમ એ ગણેશ એ ગણેશ ખાઉસાવાળો ગણેશ ખાઉસાવાળો છે એ પીકે એ પટેલ ખાઉસા હા રાજ હા પીકે પટેલ ખાઉસા ફૂલ ફોમ એનું એનું યોગી ચોક જ બ્રાન્ચ છે પણ સૌથી બેસ્ટ એવે એ જ બનાવે છે સૌથી પહેલાં વરાછામાં ખાઉસા ચાલુ કરવાવાળો પીકે ખાઉસાવાળો વેરાયટીમાં ચાઇનીઝ ખાઉસા મળે પછી ખાઉસાની મતલબમાં ભેળ મળે પછી આ રસાવાળા ખાઉસા મળે મંચુરિયન ખાઉસા મળે અલગ અલગ વેરાયટી ઘણી બધી મળે છે ત્યાં હા હા હા હા યા ઓકે ઓકે હા ટ્રાય કરજો ઓકે ઓકે યા વેલકમ હા હા ચોક્કસ ચોક્કસ હા હા હા બાય હા